લેખન એક એવી પ્રવૃતિ જે મને ખૂબ જ સારી લાગે છે જ્યારે હું નાની હતી ત્યારે મને એવાં ઘણાં થોટશ આવતાં જે હું બધાને શેર ન કરી શકતી બટ જ્યારે એ થોટ્સ મારી અંદર રહી જતાંને ત્યારે મને બહુ જ ગૂંગણામણ થતી થતું કે હું કોકને તો કહું પણ કોઈ સાંભળવાવાળું તો હોવું જોઈએ ને ત્યારે મને મારા એક સાંભળનાર મળ્યું જે હતા પુસ્તક અને પિમ જેને મેં લઈને મારા મનમાં ચાલતા અનેક પ્રશ્નો અને અનેક એવા વિચારો જેને મેં લખ્યાં છે હું ચાલુ છું મને કાંઇક દેખાય છે હું બેઠી છું મને કાંઇક વિચાર આવે છે હું કોઈને સાંભળું છું મને એમાં એના અલગ વિચાર આવે છે હું હરેક મારા વિચારને હું લખું છું હું લખું છું એક એવી દુનિયા કેજે બની શકે કે રિયાલિટીમાં એક્સિસ્ટ નથી કરતી પણ એક એવી દુનિયા જે હર કોઈ ઈચ્છે છે કે કાશ આવું તો થવું જોઈતું હતું હું લખું છું એક એવી દુનિયા જે મારે જોઈએ છે એક એવી વસ્તુ કે જે કાંઇક ખૂટે છે મારી જિંદગીમાં કે પછી આ દુનિયામાં એક કાલ્પનિક વાર્તા પણ હું લખું છું લખું છું કે એક છોકરી તરીકે એને શું જોઈએ છે આ દુનિયામાં છોકરીઓને રહેવા માટે ખૂબ જ પડતા વધારે એના માટે પ્રતિબંધો લગાડવામાં આવેલાં છે આઠ વાગા પછી તો બહાર છોકરીને ન નિકળાય અરે આઠ શું અંધારું થઈ જાય તો પછી છોકરીને બહાર ન નિકળાય સેફ થોડી કહેવાય શું કામ એ અમારે ન નીકળવું હોય અમારે અમારી જિંદગી ન જીવવી હોય અમારે પણ રાતના છેને ત્રણ વાગે નીકળીને મસ્ત ફ્રેન્ડ્સ જોડે બહાર ફરવું છે પણ નથી ફરી શકાતું ફરે છે બટ કેવી રીતના ડરી ડરીને નહીં ભાઈ અમારે એકદમ આઝાદીથી જીવવું છે આઝાદ તો થઈ ગયા છીએ બટ ગલ્સ હાથે પણ ક્યાંક કેદ રહી ગઈ છે લખું છું હું કાંઇક આવી જ દુનિયા કે જે એકઝિસ્ટ જ નથી કરતી રિયાલિટીમાં બનાવવી એને થોડી અઘરી પડે છે પણ એક કાલ્પનિકમાં જ્યારે પુસ્તક અને પેન હાથમાં આવે છેને ત્યારે એક દુનિયા એક અલગ જ બને છે વાત હવે મારા લેખન પ્રવૃતિ માટે તો મને બીજું સાયરીસ અને એ લખવાનો પણ કવિતાઓ છે એ પણ હું લખું છું અને ખાસ તો મારી અપેક્ષા લેખન માટે એવી છે કે મેં માત્ર ગલ્સ માટે જ ને બીજી ઘણી એવી વસ્તુ છે કા જે રિયાલિટીમાં એકઝિસ્ટ જ નથી થવા માંગતી એટલું હાર્ડ પણ નથી કે તમે એને રિયાલિટી ન બનાવી શકો બટ મેં લખીને રાખી છે કે જેથી તમે કોઈ જો સાંભળો અને સમજો એને વાંચો તો કાંઇક બદલાવ લાવી શકે છે આપણે આપણી આ દુનિયામાં અમારી અપેક્ષા એવી છે કે મારી વાર્તાઓ મારી કાલ્પનિક જે પણ મેં લખેલી છે તેમજ મારી કવિતાઓ તે આગળ વધે અને લોકો એને વાંચે એને સ્પોટ કરે અને તે વધુમાં વધુ આગળ ફેમ થાય